અમારે ત્યાં બટરસ્કોચ મેંગો આઈસ્ક્રીમ બનાના આઈસ્ક્રીમ પાઇનેપલ આઈસ્ક્રીમ કુલ્ફીમાં સાદી કુલ્ફી બટર કુલ્ફી અને બીજી બી એક કુલ્ફી આવે છે એ મેંગોવાળી કુલ્ફી દસ નંગ ઓડર લખવો પડશે દસ નંગ કઈ કુલ્ફી ચોકોબાર તો હાજર નથી પણ મન આપણે બટર કુલ્ફી છે મેંગો કુલ્ફી છે અને સાદી કુલ્ફી છે બટર કુલ્ફી દસ નંગ હા એક નંગની પ્રાઈસ પચાસ રૂપિયા છે

ડીસકાઉન્ટ દસ નંગ પર મળી જશે દસ નંગના પાંચસો રૂપિયા થશે પણ તમને દસ નંગ સાથે લેવાથી સાડા ચારસો રૂપિયા થશે ચારસો પચાસ રૂપિયા સીલાસીસમાં આવી જશે આઈસ્ક્રીમ પાર્લરનો માણસ આપી જશે એનું ડીસકાઉન્ટ અલગથી આપવામાં આવશે એને તમારે આપવા પડશે હા તે કેટલા વાગ્યા સુધીમાં જોઈએ કેટલા વાગ્યા સુધીમાં જોઈએ સાંજે સાત વાગ્યા સુધી હા તો આવી જશે હા ડીલીવરી બોય આપીને આપી જશે પેમેન્ટ એને જ આપી દેજો હા હા હા ચાલો